હા મને એવું લાગે છે કે આપણા બાળકોને ગુજરાતી ભાષા શીખવવી જ જોઈએ અને એ આપણી માતૃભાષા છે એટલે એ છોકરાઓને આવડવી જોઈએ પણ હા એ વર્લ્ડની અંદર બધી જગ્યાએ ગુજરાતી ભાષા માન્ય નથી અને આવડતી પણ નથી જેના માટે હું કઈશ કે એના માટે ઇંગ્લિશ ભાષા પણ આવડવી જોઈએ